હા પપ્પા હાર્દિકને પાસપોસ રિન્યૂ કરાવવો પડશે હવે એના માટે શું કરવું પડશે હવે તેનો અપડેટ કરાવવો પડશે ને પાસવડ તો હવે શું કરવાનું એક કામ કરું હું એનો ડોક્યુમેન્ટ બધા આધાર કાર્ડની ઝેરોક્ષ ફોટો એનો આધાર કાર્ડમાં જે નંબર લિન્ક હોય એ ઈમેલ આઈડી એ એ બધાય ડોક્યુમેન્ટ લઈને જમા કરાવી દઉં અને તેની પાસપોટ અપડેટ કરવાની ચાલું કરાવી કામ ચાલું કરાવી દઉં અને હવે આપણે ક્યાંક આઠવાડિયામાં આપણે જવાનું છે તો પછી એનો પાસપોટ ન નહીં હોય તો તે શું કરશે એના માટે કંઇક કરવું તો પડશે ને નકર એ કેવી રીતે આવશે અઠવાડિયામાં તેનું પાસપોટ અપડેટ થઈ જાય એનું કામ ચાલું કરાવવું પડશે ને તો હવે હું શું કરું એટલા માટે હું હું એનું રિન્યૂઅલની પ્રક્રિયા ઝડપથી પતાવવાની કોશિષ કરું અને પૂરી કરાવી દઉં તો સારું ને